ગુજરાત એટલે એક એવું રાજ્ય જે સૌ કોઈનું કહી શકાય ગુજરાતમાં વસતા લોકો ગુજરાતીઓ એટલે દેશનું એક એવું સમુદાય એક એવા લોકો જેનો વાત વ્યવહાર અને વાણી સૌ કોઈને પોતાની લાગે વાત જ્યારે ધર્મની આવે તો ગુજરાતમાં આચરવામાં આવતા મુખ્ય હિન્દુ તેમજ ઇસ્લામ છે

આ રાજ્યમાં થતી ધાર્મિક ક્રિયાઓ એમના તહેવારો એમની સંસ્કૃતિ અને આ સાથે જ સંકળાએલિ સંસ્કૃતિ છે એમ કહી શકાય કે ગુજરાત એક મોજીલું રાજ્ય છે આ રાજ્ય સાથે જોડાયેલાં તમામ ધર્મ એમની જે ધાર્મિક ઓળખ છે સંકળાએલા એ તમામ જે તહેવારો છે તેની ઉજવણી એ તેમની એક ઓળખ છે આ રાજ્ય સાથે જોડાયેલાં કોઈપણ ધાર્મિક તહેવારો એમની સાથે એક વિશેષ એક ધાર્મિક કથા ધરાવે છે જેમકે જો વાત કરીએ ગણેશ મહોત્સવની

એક પ્રચલિત એક વાયકા છે કે શ્રી ગણેશ વિસર્જન શા માટે કરવામાં આવે છે આ કથા અનુસાર આજે પૌરાણિક તથ્યો છે એ અનુસાર વિધિવત રીતે ધાર્મિક જે કથા સંકળાયેલી છે તેને અનુસરતા તેને ધ્યાનમાં રાખીને અહીં વિધિવત રીતે ધાર્મિક ઉજવણી કરવામાં આવે છે તેમજ આ સાથે જોડાયેલી જે જટિલ અંધ શ્રદ્ધા કહી શકાય કે જે કોઈ માન્યતા છે તેના પર ધ્યાન આપવા કરતાં આ સાથે જોડાયેલી જે જાગૃતતા છે કે જે બદલતા યુગની એક માંગ કહી શકાય તેને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવે છે અને આ રાજ્યમાં વસતા કોઈપણ ધર્મના લોકો હોય એ સૌ કોઈ સાથે મળી એક બીજાના તહેવારોની ઉજવણી કરે છે અને આ રાજ્ય આ રીતે અનેક ધર્મોનું એક સંગમ હોવા છતાં ધર્મોની ઊજાણી કરવાનું જાણે છે